આ મીડિયા અને પ્લેટ્ફોર્મસની વધતી લોકપ્રિયતા સાથે મનોરંજનના શોખ અને પસંદગીઓ સતત બદલાઈ રહી છે અને નવા ટ્રેન્ડસ્ અને ટેકનોલૉજી દ્વારા વધુ વિકસિત થઈ રહી છે